મેં રિસન્ટલી જ એક પ્રોટિન પાઉડર મગાવ્યુ હતુ ફ્લિપકાર્ટમાંથી બરાબર તો હું જીમ કરું છું એટલે પ્રોટિન પાઉડરની જરૂર પડે એટલે મારા ટ્રેનરે કીધું કે ભઈ તું પ્રોટિન પાઉડર મગાવી લે એ જરૂર પડશે મેં કીધું ચાલો મગાવી લઈએ તો મેં મગાવી લીધું સેલમાંથી મને કંઈક એક કેજીનો ડબ્બો હતો એ અને એ ડબ્બો મને પડ્યો હતો કંઈક એકવીસ સો કે બાવીસ સો રૂપિયામાં તો એ ડબ્બો મેં મગાવ્યો અને પછી મને થયું કે ડબ્બો તો મેં મગાવ્યો છે પણ મને એવું લાગતું હતું કે આ ફેક છે કે નથી એટલે મેં શું કર્યું કે લૅબ ટૅસ્ટમાં લઇ ગયો તો લૅબ ટૅસ્ટમાં પછી મને ખબર પડી કે આ પ્રોડક્ટ તો એકદમ નકલી છે બરાબર હવે એકવીસ સો રૂપિયા મારા હતા એ તો મને મારા ગયા મારું થઇ ગયું નૅગેટિવ ઍક્સપિરિયન્સ પણ હું શું કરું એમ તો મેં કસ્ટમર કૅરમાં ફ્લિપકાર્ટનામાં કૉલ કર્યો મેસેજ કર્યા ઇમેઇલ કર્યા પણ એમને તો ક્યાંય ક્યાં પડી જ નથી એમને કંઈ કસ્ટમરની તો એમનું ના કંઈ રીપ્લાય આવ્યો પછી ના કંઈ બીજું કંઈ ના મને એક્ષચેન્જ કરી આપ્યું તો એટલા માટે ઈ એક એવું ખરાબ ઍક્સપિરિયન્સ હતું ને ફ્લિપકાર્ટથી અને તે દિવસ પછીથી મેં ફ્લિપકાર્ટનો ફ્લિપકાર્ટમાંથી કોઈ પ્રોડક્ટ જ નથી મગાવી ફ્લિપકાર્ટનું ઍપ્લિકેશન હતું એ જ ડીલિટ કરી નાંખ્યું મેં મને ખબર પહેલાં મને ખબર હતી કે કેટલાક લોકોએ કીધું હતું કે ફ્લિપકાર્ટમાં ફ્રૉડ થાય છે આવું થાય છે તે છતાંય મેં મગાવ્યું અને મારી સાથે બી એ જ ફ્રૉડ થયો તો એ એક એવું ખરાબમાં ખરાબ ઍક્સપિરિયન્સ હતું ને મારું એવું મારું મગજ છટક્યું ને ફ્લિપકાર્ટ ઉપર હવે બીજા હવે બીજીવાર ક્યારેય હું ફ્લિપકાર્ટમાંથી કોઈપણ પ્રોડક્ટ નહીં મગાવું કે ભલે દસ હજારનો ફોન હશે વીસ હજારનો ફોન હશે એ એક રૂપિયામાં મળતો હશે ને તોય હું નહીં મગાવું એવું ખરાબ ઍક્સપિરિયન્સ હતું ને મારું ફ્લિપકાર્ટથી અને એક તો બીજી વસ્તુ મેં મગાવી હતી પીનટ બટર બરાબર તો એ એવી બેકાર કંડીશનમાં આવી હતી ને એનું ઢાંકણ હતું ને એ તૂટેલું હતું અને જે બધું પીનટ બટર હતું એ ખોરવાઈ ગયેલું હતું એને એક સ્ટારેય રેટિંગ નહીં આપું સાવ બેકાર હતું પિંટોલાનું પીનટ બટર સડેલો ભંગાર જેવો મને આપ્યો હતો એકદમ બેકારમાં બેકાર એ પ્રોડક્ટ હતું મારા એવા ખરાબ ઍક્સપિરિયન્સ છે ને ફ્લીપકાર્ટ સાથે કે તમને વાત જ ના પૂછો